ગ્લોબલ વોર્મિંગને કારણે ચોક્કસપણે આબોહવામાં અને ઋતુચક્રમાં પૃથ્વીના ઋતુચક્રમાં ચોક્કસ અસર કરી છે આ જ વસ્તુ અમારા વિસ્તારમાં જે ખેતી પર પણ ખૂબ અસર કરે છે સૌથી પ્રથમ તો અતિવૃષ્ટિ થવાથી આંધી આવવાથી એનું મોટું નુકસાન તો એ થાય છે કે વૃક્ષો જે વાવેલા છે વૃક્ષોનો નાશ થાય છે અતિવૃષ્ટિ થવાથી કે ચક્રવાત આવવાથી જે પાક ઊભો એ ઊભો પાક હોય એ પાકને ખૂબ મોટા પાયે નુકસાન કરી જાય છે અને ખેડૂતને પાછળ કંઈ વધતું નથી એ રીતે પૂર ઘણી વાર આપણે જોઈએ છીએ કે પૂર આવે તાપી નદીના પૂરની વાત કરીએ કે કોઈ બીજી મોટી નદીઓ છે ગુજરાતમાં એની અંદર પૂર આવે એટલે એ એરિયાના જે લોકો છે એમનું જીવન ખૂબ દુષ્કર બની જાય છે અને એન ડી આર એફની ટીમો ઉતારીને પણ એના માટે વ્યવસ્થા આપણે કરવી પડે છે તો હમણાં જ આપણે જે ચોમાસાની અંદર જે જોયું કે કેવી સ્થિતિ હતી જુનાગઢમાં પચ્ચીસ ઈંચ વરસાદ પડ્યો તો આના કારણે આપણે સમજી શકીએ કે શું સ્થિતિમાં એ લોકોનું જીવન હશે એટલે પૂર પણ અસર કરે છે એની મિલકત માલ પ્રોપર્ટી એને ખૂબ નુકસાન કરે છે એક છે દુષ્કાળ ઘણી વાર આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે વૃક્ષો નહીં ઝાઝા હોવાના કારણે ઘણા ક્ષેત્રોમાં વરસાદ પડતો નથી વરસાદ ન પડવાના કારણે દુરકાળ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે માણસોને અને પશુ પક્ષીઓ જીવ જંતુઓને પાણી વગર ટળવળતા પણ આપણે જોઈએ છીએ એ જ રીતે ખેતીની અંદર પણ દુષ્કાળના કારણે પાણી ન મળવાથી યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાતું નથી આ થઈ પૂરની ને હોનારતની વાત એ જ રીતે આપણે બીજી ઋતુની વાત કરીએ તો શિયાળો તો શિયાળાની અંદર પણ આપણે જોઈએ તો ક્યારેક ખૂબ ઠંડી પડે છે અતિ ઠંડી પડે છે એના કારણે આપણે જે પાક હોય છે એના પર સવારમાં ઓજ જે ઝાઝો હોય છે તો એ પણ નુકસાન કરે છે પાકના પાન ખરી જાય એની કૂંપળ ઉખડી જાય તો અતિ શિયાળો પણ નકામો છે અને સાવ ન શિયાળો હોય ઋતુ ન હોય ક્યારેક શિયાળામાં પણ આપણને ચોમાસાનો અનુભવ થાય ઉનાળામાં વરસાદ પડે શિયાળામાં કોઈ ઋતુ ચક્ર આપણે એમ કહીએ કે યોગ્ય રીતે ગોઠવાયેલું હતું કુદરતનું એ સાવ ખોરવાઈ ગયું છે એ જ રીતે ચક્રવાત આપણે ટૂંક થોડા સમય પહેલાં જોયું કે જે તોકતોઈ નામનું જે વાવાઝોડું હતું અરબી સમુદ્રમાંથી કચ્છના બંદરે જે આવ્યું એેણે કેટલી તારાજી સર્જી અને કેટલું તાંડવ મચાવ્યું આખું ગુજરાત ને આખા દુનિયાની અંદર એની આપણે નોંધ લીધી તો આવા ચક્રવાતો જે ઉઠે છે એ સમુદ્રને અસર કરે છે એની જીવ સૃષ્ટિને અસર કરે છે માનવજાતને અસર કરે છે પર્યાવરણને અસર કરે છે અતિવૃષ્ટિ થાય છે અતિવૃષ્ટિ થવાથી આપણે વાત કરીએ કે આપણે જુનાગઢની અંદર ને ઘણા બધા જિલ્લાઓની એટલો બધો પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો કે ડુંગર ઉપરથી પાણી લોકોના ઘરમાં ને ત્યાંથી એના વાહનો માણસોને પણ તાણીને લઈ ગયું અતિવૃષ્ટિ થવાથી તમામ પાક નાશ પામે છે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થાય છે પશુ પક્ષીઓને યોગ્ય પ્રમાણમાં ચારો કે કોઈ દાણા મળી શકતા નથી એટલે એના જીવનમાં પણ એ અસર કરે છે અને ખેડૂતો આ અવરોધોને નુકસાનનો સામનો કરવા કરવો જ પડે છે કારણ કે ખેડૂત જોડે બીજો કોઈ રસ્તો તો છે જ નહીં એને નુકસાનીમાં સરકાર થોડું ઘણું આપે એમાંથી એનું જે નુકસાન થયું છે એ ભરપાઈ કરી શકાતી નથી તે છતાંય ખેડૂત ફરીને ઊભો થઈ ફરી એનું વાવી અને પોતાનું જીવન યોગ્ય ચલાવે છે એને યોગ્ય ભાવ પણ મળતા નથી એના ધાનના તો ખેડૂતની પરિસ્થિતિ ખૂબ દયનીય છે એવું આપણે કહીં શકીએ અને આવનારા સમયમાં ગુજરાત માટે સમૃદ્ધીના સંકેત મળે એવી આશા રાખીએ